ઈપીએફઓ પોર્ટલમાં લૉગિન કરવા માટે ઈપીએફઓ સુરત ડોટ કોમ વેબસાઇડ પહેલાં હું ખોલી રહ્યો છું અને તેમાં લૉગિન પેજમાં મારો યુએએન નંબર નાખી અને મારો પાસવર્ડ નાખી અને હું લૉગિન કરી રહ્યો છું અને જેવો એમાં લૉગિન હું કરું છું એટલે મારું જૂનું નામ અને એ બધું બતાવે છે અને પછી હું તેમાં અપડેટ વિભાગમાં હવે જઈ રહ્યો છું અને અપડેટ વિભાગમાં હું જઈ અને જેવું અપડેટ કરું છું એટલે જૂનો ડેટા મારો નીકળી જાય છે અને નવું જે મેં નામ બદલ્યું છે એના પ્રમાણે મારું નવું નામ એમાં સરસ રીતે મને અત્યારે દેખાઈ રહ્યું છે અને હું હવે અત્યારે મારો યુએએન નંબર સાથે જરૂરી દસ્તાવેજમાં મારું પાન કાર્ડ મારું આધાર કાર્ડ મારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મારો જન્મનો દાખલો અને આવા જરૂરી આધારો હું અત્યારે અપલોડ કરી લઉં છું એટલે વેરિફિકેશન તેમાં થઈ જશે ઓકે